ટાઈપ મુદરા અને બિરયાની ફેમસ પેંટિંગ સેલ્યુઅલ જેમકે સુનિલ પિછવઇયા અને સુજાની મ્યૂઝિકલ ઇન્સ્ટુમેટસ સિતાર પિયાના તબલા મૃદંગ અને શરણાઈનો ઉપયોગ ભારતમાં સંગીતમાં વિશિષ્ટ છે પ્રથમવાર ઉદ્ભવિત ખળકોપાન કાદીન કાપડ ટ્રાયડિંગ જેમકે મોરપંખી પ્રિન્ટ અથવા બિંદુ કાપડ કારક્રી કામ મેદર વર્ક પટ્ટી વર્ક અને કાષ્ઠ કળાઓ જેમકે મકરના મારબલ કામ ટેરેટોકાં પોટરી રાજસ્થાન અને બિહારની પોટરી અને મધ્યકાલીન મગધની પેટાળ અને ખૂબ જ મહત્વપૂર્ણ કલાકાર પરંપરા છે આ કળાઓને કૌશલ્યો ભારતીય સંસ્કૃતિના વિવિધ વિવિધતાની આગાહી કરે છે